પાણીને ગાળવા અને શુદ્ધ કરવા તમે કઈ પ્રક્રિયાઓ કરો છો કોઈ ઘરેલુ ઉપચારો તો સૌપ્રથમ પાણીને ગાળવા અને શુદ્ધ કરવા માટે અમે સૌપ્રથમ પાણીમાં ફટકડી નાખીએ છીએ અને તે ફટકડી પાણીમાં થોડો સમય માટે રાખીએ છીએ અને ત્યારબાદ તે પાણીને અમે એક ગરણા વડે ગાળી લઈએ છીએ અને ગરણામાં ગાળી લીધા પછી પાણીને એક તપેલીમાં નાખી અને તેને ગરમ કરીએ છીએ અને આ ગરમ કરેલું પાણી અમે થોડી વાર માટે એને ઠરવા દઈએ છીએ અને ઠરવા દઈને પછી એક ગરણું રાખી અને તે પાણીનાં ઉપયોગ કરવા માટે અમે તે પાણીને ગોળામાં નાખીએ છીએ અને આ રીતે અમે પાણીનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને આ રીતે પાણીનો ઉપયોગ કરવાથી આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ છીએ અને ઘણાબધા આપણા રોગોથી પણ આપણે બચી શકીએ છીએ કારણ કે આ રીતે પાણીને શુદ્ધ કરવાથી પાણીમાં રહેલા જે બેક્ટરિયા અને જે બીમારીગ્રસ્ત કિટાણું હોય છે તેનો નાશ થાય છે અને પાણી આ રીતે પાણીને ગરમ કરી અને ઉપયોગ કરવાથી આપણે ઘણાં પાણીજન્ય રોગોથી બચી શકીએ છીએ અને હંમેશ માટે આપણે પાણીનો ઉપયોગ આ રીતે જ કરવો જોઈએ પાણીનો સારી રીતે અને ચોકસાઈ પૂર્વક આપણે ઉપયોગ કરીએ તો પાણી પાણી એ એવી એવી વસ્તુ છે કે માણસની જે જે કહેવાય કે હવા પાણી અને ખોરાક જેમ જરૂરત છે તેવીજ રીતે પાણીની પણ આપણે ખૂબ જ જરૂરત પડે છે માણસ ખોરાક ખોરાક વિના જીવી શકે છે એની કરતાંય વધારે પાણીની જરૂરત છે એટલે પ્રાણી પાણી એ આપણે ખોરાક અરતા કરતાં પણ વધારે જરૂરતમાં પાણી આવે છે માટે પાણીનો તમારે યોગ્ય રીતે અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો તો તમે ડોક્ટરો અને દવાખાનાથી બચી શકો છો અને પાણી શરીર માટે ખૂબજ ઉપયોગી છે અને પાણી આપણા શરીર માટે જેટલું બને તેટલું પાણી આપણે પીવું જોઈએ અને પાણી પીવું જોઈએ એટલુંજ નહી પણ પાણીને શુદ્ધ કરી અને પીવાથી જે એમાં એનર્જી મળે છે જે બીમારીથી બચી શકાય છે તે તે માટે પાણીનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ અને પાણીનો જો યોગ્ય આપણે ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં આપણે અનેક સમસ્યાઓથી અનેક બીમારીઓથી ડોક્ટરનાં ખર્ચાઓથી આવી ઘણીબધી મુસીબતોથી આપણે માત્ર પાણી ઉપર વ્યવસ્થિત ધ્યાન દેશું તોપણ આપણે બચી શકીશું એટલા માટે પાણી એ આપણા માટે બહુ ઉપયોગી વસ્તુ છે એટલે પાણીનો ઉપયોગ કરતાં પહેલા આપણે આ બધી સમસ્યાઓ આપણને ન આવે એ રીતે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ શુદ્ધ પાણી આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે એટલે પાણી પાણી વિષે તો આપણે જેટલું કહીશું એટલું ઘણુબધું ઓછું છે એટલે પાણીનો તમ આપણે ઉપયોગ કરતાં પહેલા આ બધી વસ્તુનો ઉપયોગ પાણી વિષે કર કરવો જોઈએ એટલે પાણી છે તે આપણા જીવનની એક મૂળભૂત સમસ્યા મૂળભૂત જરૂરિયાત છે તેમાં પાણી આવે છે એટલે પાણીને તમારે ઉપયોગ કરતાં પહેલા બહુ વ્યવસ્થિત રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કોઈપણ વ્યક્તિને આપણે બાળકથી માંડી અને વૃદ્ધ સુધી વ્યક્તિએ ઓએ પાણીનો ઉપયોગ કરતાં પહેલા આ બધી વસ્તુઓનો જો ધ્યાન રાખે તો ભવિષ્યમાં ઘણીબધી સમસ્યાઓથી આ દો રોગની સમસ્યાઓથી ડોક્ટરોનાં ખર્ચાઓથી બધી રીતે તમે બચી શકો છો માટે પાણીનો ઉપયોગ તમારે સારી રીતે કરવો જોઈએ અને પાણીને હું તો એટલું જ કહીશ કે પાણીનો ઉપયોગ કરતાં પહેલા એને તમારે ફટકડી નાખવી જોઈએ પાણીને ગરમ કરવું જોઈએ ગરમ કરી અને ઠંડુ ઠંડુ પાડવા દેવું જોઈએ અને ઠંડુ પડેલું પાણી ઉપયોગ કરવાથી બેક્ટેરિયાજન્ય અને પાણીનાં પાણીજન્ય અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ પાણી પાણી એ માત્ર તમારે પાણીનો ઉપયોગ સવારે ઉઠતાં પહેલા પણ પાણીનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરો તમે પાણીને ઉઠતાં સવારે ઉઠતાં પહેલા નરણા કોઠે પાણીનો ગરમ પાણીનો ઉપયોગ કરો તો પણ તમે અનેક જાતની અનેક જાતનાં રોગોથી તમને તમારા શરીરને પ્રોટેક્શન મળે છે અનેક જાતની બીમારીઓથી તમે બચી શકો છો એટલે પાણી એ આપણી મૂળ પ્રાથમિક જરૂરિયાત છે પાણી વિના જલ વિના જીવન શક્ય નથી પણ જલનો આપ આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે અનેક રીતે આપણને પાણી આશીર્વાદ રૂપ નિવડે છે માટે પાણી પાણી માટે તો ઘણુબધું કહેવાય છે અને પાણી માટેનાં ઘણા બધા યુદ્ધો પણ થયેલા છે અને પાણી એ આજના જમાનાની અતિ જરૂરત વસ્તુ છે પાણી માટે તો આપણે બીજી બધી વસ્તુ તો આપણે બધી કુદરતની છે ને પાણી આપણે સંપૂર્ણ આપણે વરસાદ દ્વારા જ આપણને મળી શકે છે અને વરસાદી પાણીનો જો આપણે ઉપયોગ કરતાં શીખીએ અને તોતો આપણે બહુ ઉત્તમ વરસાદનું પાણી જે બિસલેરી વોટર કરતાં પણ શ્રેષ્ઠ પાણી હોય છે એટલે એનો જો આપણે સંગ્રહ કરી અને ઉપયોગ કરીએ તોતો આપણા સ્વાસ્થ્ય માટે અનેક ગણું પાણી ઉપયોગી છે એટલે પાણી વિષે આપણે ચર્ચા કરીએ પાણી વિષે આપણે જે કાંઈ કહીએ તો પાણી તો બહુ બેસ્ટ વસ્તુ છે પાણી જો શુદ્ધ હોય તો શરીરમાં તમારા જે જે રોગોનું જે જે પ્રવેશ દ્વાર છે પાણી દ્વારા એ પ્રવેશ દ્વાર બંધ થઈ જાય અને તમને શુદ્ધ પાણી મળે તો તમારા અનેક રોગોથી અનેક ડોક્ટરી ખર્ચાઓથી અનેક સમસ્યાઓથી આપણે પાણી પાણીનો યોગ્ય ઉપયોગ અને પાણીનો સારી રીતે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપણે બચી શકીએ છીએ પાણીએ જીવનનો જીવનનો એક અગત્યનો ભાગ છે એક અગત્ય અગત્યની વસ્તુ છે આયુર્વેદીકમાં કહેવાયું છે કે પાણીને તમે શુદ્ધ કરીને એટલે શુદ્ધ કરીને એટલે કે તમે ફટકડી ફટકડી નાખીને પછી તેને ગરમ કરીને ગરમ કરી અને ઠંડુ કરી અને પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગોથી આપણે બચી શકે શકે શકીએ છીએ એટલે પાણી પાણી માટે જે કાંઈ આપણે કહેવાયું છે કે પાણીનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરવો જોઈએ અને પાણી પાણી માટે થઈને જો તમારે જે કાંઈ તમારાથી શક્ય હોય તે પાણી શુદ્ધ પાણી પીવા માટેનું તમારે પ્રયત્ન કરવો જોઈ આજનાં જમાનામાં બિસલેરી વોટર આવી ગયું છે આરઓ સિસ્ટમથી પણ પાણી મળે છે પણ તેમાં એ એ પ્રકારનું પાણી પણ આપણને મળે છે પણ એ બિસલેરી વોટર અને એ બે જે કાંઈ કરવા જઈએ છીએ તો એમાં અમે અનેક જાતનાં પાણીનાં મિનરલ્સ ઓછા થઈ જાય છે જે પાણીમાં રહેલો તમને જે લાભ મળવો જોઈ જે શરીર માટે જરૂરી છે એવા મિનરલ્સ આરઓ સિસ્ટમ અને જે બિસલેરીમાં નથી હોતા માટે મારું તો એકજ સૂચન છે કે પાણીને તમારે શુદ્ધ શુદ્ધ પાણી કરી ફટકડી નાખી અને ગરમ કરી અને પાણી પીવો તો તમારા શરીરમાં જે મિનરલ્સની જે કમી છે એ પણ નહીં પડે દરેક જાતનાં મિન મિનરલ પાણીમાં કુદરતી દ્વારા કુદરતી રીતે આપણને મળે છે તે પણ આપણને મળશે અને પાણી આપણને સારામાં સારી પાણી આપણને પી પી શકીશું અને આપણા શરીરનું પણ આપણે પ્રોટેક્શન કરી શ શકીશું એટલે પાણી એક ઉપયોગી વસ્તુ જો આપણે ઘણીબધી વસ્તુઓ પ્રત્યે આપણે આપણા ઓલા ધ્યાન દઈએ છીએ આપણા કપડા આ છે તે છે પણ જે પ્રાણી જે આપણી મૂળભૂત વસ્તુ એમાં આપણે નિષ્ક્રિય હોઈએ છીએ આપણે એટલું પૂરતું ધ્યાન નથી દેતા એટલે પાણી એ તો માણસનાં આરોગ્ય માટે અતિઉપયોગી વસ્તુ છે એટલે પાણીનો આપણે સારા માં સારી રીતે અને આપણા આપણા સ આરોગ્ય માટે શુદ્ધ સારી રીતે ઉપયોગ થઈ છે આરોગ્યલક્ષી આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ એટલા માટે પાણીનો ખૂબ ચોકસાઈપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈ પાણી એ જીવનની મૂળભૂત મૂળભૂત જરૂરિયાત છે એટલે પાણીનો બહુ સારી રીતે ઉપયોગ કરવાથી આપણે ડોક્ટરીનાં અને અનેક જાતની શરીરની બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ માટે પાણીનો બહુ ઉપયોગ કરતાં પહેલા બહુ સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ